હા ચલો ઓડર તો કરી દીધો હવે રેસ્ટોરન્ટને મારે કંઈ કહેવું હોય તો શું કરવું પડશે હા આમાં કંઈક સ્પીકર જેવું છે ચલો એને દબાવીને સૂચના બોલી જોવું મારે મારી જે પનીરની સબ્જી મંગાવી છે મેં પનીરનું શાક એમાં મરચું ઓછું નાખવાનું છે અને લસણ નાખવાનું નથી હવે આ સૂચના ગઈ કે નહીં કેવી રીતે સાંભળી શકાય લાવ એની બાજુનું બટન જે છે એને દબાવી જોવું હા બરાબર સૂચના એકદમ વ્યવસ્થિત રીતે પહોંચી ગઈ છે ચલો સરસ આ સુવિધા સારી છે આમની